પહેલાંનો ટાઈમ હતો જેમાં આપણે થિયેટરમાં પિચર જોવાં જતાં હતાં અત્યારે ટાઈમ ઘણો બદલાઈ ગયો છે અત્યારે બધાં જ ઓટીટી પ્લેટફોર્મ અવેલેબલ છે જેમ કે ડિઝની હોસ્ટાર એમેઝોન એ ઘણાં બધાં પ્લેટફોર્મમાં આપણે થિએટરમાં જવાની જરૂર નથી ને ઘણી બધી એપ પણ એવી ચાલુ થઈ ગઈ છે જેથી આપણે ઘરે બેઠાં જ થિયેટરમાં થિયેટરનાં જે અત્યારનાં ન્યુ રિલીસ પિચર છે એ પણ ઘરે બેઠાં જ આપણે જોઈ શકીએ છીએ જેથી અત્યારે ઘણું બધું અપડેટ થઈ ગયું છે જે ઘણું સારું છે આપણાં માટે ઘણું જ સારું છે આપણે ઘરે બેઠાં જ નેટને ચાલું કરાવી અને આપણે ઘરે બેઠાં જ આપણે બધી આ મનોરંજન કરી શકીએ છે ઠેન્ક યુ